હુ સૌરાષ્ટ્ર વિસ્તારમાંથી આવું છું અને સૌરાષ્ટ્ર વિસ્તાર લોકકલા માટે ખૂબ જ પ્રખ્યાત છે અહી લોકગીતો લોકકથાઓ લોકવાર્તાઓ અને લોકસાહિત્યનો સાથે સાથે લોકસંગીતનો પણ ખૂબ જ પ્રભાવ છે અને આ આખું ક્ષેત્ર ગરબા લોક ડાયરાઓ આ ભજનના પ્રોગ્રામો આ બધાં જ માટે ખૂબ જ પ્રખ્યાત છે અમારા તમામ કલાકારો અહીંના જે છે તે વિશ્વભરમાં સુપ્રસિદ્ધ હોય છે તેમના જુદાજુદા કાર્યક્રમો જુદાજુદા ક્ષેત્રોમાં પોતાના ક્ષેત્રની બહાર પણ રાજ્યમાં અને અને પોતાના દેશની અંદર પણ અનેક સ્થાનોમાં તેમના કાર્યક્રમો યોજાય છે વિદેશોમાં પણ હવે ગુજરાતી સમાજ જ્યાં જ્યાં છે ત્યાં ત્યાં તેઓ આવા અમારા કલાકારોને બોલાવે છે અને આ અમારા કલાકારો ત્યાં સારામા સારી રીતે કાર્યક્રમોનુ સંચાલન કરે છે અને એ રીતે લોક કલાનો લોક સાહિત્યનો લોકગીતોનો ગરબાઓનો ભજનોનો અને એ સમગ્રપણે એક સંસ્કૃતિનો ત્યાં પ્રચાર થાય છે અને એ રીતે આ સંસ્કૃતિ જીવંત રહે છે કારણકે જેમ જેમ સમય વિતતો જાય છે તેમ તેમ આ બધી જ કલા આ લોકસાહિત્ય વગેરે અંગ્રેજી માધ્યમના પ્રભાવને લીધે વિલુપ્ત થતું જાય છે ત્યારે આ કલાકારો ખૂબ જ મોટી ફરજ નિભાવી રહ્યા છે આ કલાઓને જીવંત રાખવાની આ શબ્દોને આ સુરોને આ ભજનોને અને દરેક પ્રકારના ગદ્ય અને પદ્ય સાહિત્યને એમના એમની આગવી સૂજબૂજ અને અંદરની એક સ્ફૂર્ણાથી તે લોકો જીવંત રાખી રહ્યા છે અને ખૂબ જ રસપૂર્વક અને ખૂબ જ તેમનું પૂરતું યોગદાન આપી અને તેઓ આ કલાને રજૂ કરે છે જેથી તેમની વિખ્યાતિ તો થાય છે અને તેમને દરેક ક્ષેત્રમાં અન્ય ક્ષેત્રોમાંથી પણ આ કામ માટે આ કલાના પ્રદર્શન માટે બોલાવવામાં આવતા હોય છે અને તેઓ ત્યાં ઉત્તમ રીતે એમની કલાનું પ્રદર્શન કરે છે લોકપ્રિય બને છે એ સાથે સાથે ભાષાનું સંવર્ધન પણ આના એમના થકી થતું રહે છે ભાષા અને સંસ્કૃતિ આ બંનેનો એક સુંદર પ્રચાર આ લોકો કરતા રહે છે અને એ રીતે જ્યારે વિદેશી માધ્યમોનો અને વિદેશી સંગીતનો તથા વિદેશી જ્યારે એમનું સંસ્કૃતિનું એટલું બધું બહોળા પ્રમાણમાં આપણા દેશમાં પ્રચાર અને પ્રસાર થઇ રહ્યો હોય ત્યારે સાવ ગ્રામીણ કક્ષાએ ગવાતાં લગ્ન ગીતો લોકગીતો ગરબાઓ ભજનો આ બધાં જ નેસ્ત નાબૂદ થઈ જાય એ પહેલાં આ એક ઘણા બધા કલાકારોએ એક ઝુંબેશ ઉપાડી હોય તેવું પણ અમને લાગી રહ્યું છે કે દેશ વિદેશોમાં જઈ જઈ અને એ લોકો સારામાં સારા કાર્યક્રમોનું સંચાલન કરી અને જે ગીતો વિસરાઈ જવા આવ્યાં છે જે સાહિત્ય વિસરાઈ જવા આવ્યું છે જે સંગીત વિસરાઈ જવા આવ્યું છે ગરબા જેવા એક ખાસ જ લોકપ્રિય નૃત્યો છે કે જે નાની બાળકીથી માંડીને વૃદ્ધ માતા સુધી દરેકને એમાં ભાગ લેવો ગમતો હોય છે આ બધું જીવંત રાખે છે જીવંત રાખે છે લોકપ્રિય કરે છે અને તેમાંથી અર્થ ઉપાર્જન કરી અને પોતાના દેશમાં તે સમૃદ્ધિને લાવે છે અને આ રીતે એ પ્રદેશ પણ આનો લાભ ઉઠાવે છે અને ખૂબ જ સારી રીતે અમારા વિસ્તારનાં કલા અને હસ્તકલાનાં ક્ષેત્રોમાં પણ જોઈએ તો તેમની હસ્તકલા એટલે કે લાકડા ઉપરની કરીગીરી ત્યારબાદ કાપડ ઉપરની જુદીજુદી કલા કારીગીરી જેમકે બાંધણી નું કામ કરવું અને પટોળા સીવવા પટોળાને સરસ રીતે આ પટોળા જે બની રહ્યાં છે અમારા પાટણ ક્ષેત્રમાં તે ફિલ્મ ક્ષેત્રનાં લોકોને પણ એટલા આકર્ષિત કરે છે કે ત્યાંથી એ ફિલ્મ ક્ષેત્રનાં લોકો મુંબઈથી અને દક્ષિણ ભારતમાંથી આવી આવી અને આ પટોળાઓના ઓડર આપે છે અને ખૂબ જ અત્યંત લોકપ્રિય બનેલી એ કલા ઘણી જ મોંઘી છે અને પણ એ વર્ગને સમૃદ્ધ વર્ગને પણ આકર્ષે છે અને એ રીતે એ કલાનો પણ ખાસો એવો વિસ્તાર એ લોકોએ કર્યો છે હસ્તકલાના ક્ષેત્રેથી આ ઉપરાંત મોતીનું કામ ગૂંથણનું કામ ભરતનું કામ અને એ રીતે દીવાલો સજાવવાની અને સજાવટના દરેક પાસાઓ તેમાં આવરી લેવામા આવે છે અને બહેનો ઘરે બેસી અને આ હસ્તકલાનું કામ કરી અને પોતાના પરિવારને પણ આર્થિક રીતે ઘણી જ મદદરૂપ થાય છે અને કલાનો એ રીતે વિકાસ વિસ્તાર અને સંવર્ધન થતું રહે છે આમ અમારો અમારો વિસ્તાર કલા અને હસ્તકલા ક્ષેત્રે ખૂબ જ નામના કાઢેલો છે દરેક કલાકાર પોતાની કલાને સમર્પિત છે અને એ રીતે પોતાના પરિવાર પ્રદેશ અને રાજયનું પણ એ લોકો પ્રતિનિધિત્ત્વ કરી અને દરેકને સમૃદ્ધિ બક્ષે છે